અમારા ગામમાં બહુ જ મોટું પુસ્તકાલય છે અને ત્યાં લગભગ બે ત્રણ વિભાગમાં દેશપ્રેમી જેને કહેવાયને આપણા દેશના જે દિગ્ગજો થઈ ચૂક્યાં છે તેના વિષેના જેટલા પણ પુસ્તકો છે એ બધાં ત્યાં રાખવામાં આવેલા છે અને હું જયારે પણ લાઈબ્રે પુસ્તકાલયમાં જાઉ છું ત્યારે એકદમ શાંતિ હોય છે ત્યાંજ મને બેસીને વાંચવાનો વધારે શોખ છે અને હું દેશપ્રેમી છું એટલે મને મહાત્મા ગાંધીજીની જીવન કથા છે સુભાષ ચંદ્ર બોઝ છે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ છે મુગલ સામ્રાજ્ય છે જેને કેવાયને કે હું દેશને પ્રત્યે જે એ લોકોએ સમર્પિત કરેલું છે આપણા દેશને જેના લીધે આપણે અત્યારે સારી રીતે જીવન જીવી રહ્યાં છીએ એ એ શક્ય ત્યારે જ બન્યું છે કે જ્યારે એ લોકોએ પોતાના જીવનની અમૂલ્ય ટાઈમ જે જીવવાનો હતો નાનપણમાં ઝાંસી કી રાણી હતી તેણે જે જીવ્યું છે રમવા ખેલવાની ઉમર હતી ત્યારે તે એણે યુદ્ધ લડ્યા છે અને આપણા દેશ માટે એક મિસાલ કાયમ કરી છે તો આવાં બધાં પુસ્તકોથી મને બહુ જ લગાવ છે અને હું વાંચવા માટે હંમેશા તત્પર હોઊ છું મને બધાની જીવન ગાથા અને જાણવાની અને એમના માંથી મને કાઈક સારું મળે એવી હું અપેક્ષા રાખતી હોઉ છું અને હું મેળવાની પૂરેપૂરી કોશિષ કરું છું અને પુસ્તકો વાંચવા એ એક બહુ સારી ટેવ હોય છે અને જેના લીધે મને પુસ્તકાલયમાં જઈને એક સારો અનુભવ થાય છે કે હું અહીંથી કાંઇક લઇને નીકળું છું અહીંથી જે હું જ્ઞાન પ્રાપ્ત કરું છું એ મારા માટે પર્યાપ્ત છે અને હું જે જ્ઞાન પ્રાપ્ત કરું છું ઇ હું બીજા સુધી સારી રીતે પહોંચાડી શકું બીજાને પણ કહી શકું કે આ લોકોની જે જીવન ગાથા હતી એ આ રીતની હતી જેને આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ અને આપણે પણ એમાંથી કાંઇક સારું એવું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ અત્યારમાં જે આજ આજ જમાનાની જે વાત કરીએ તો એ લોકોને ઇ બધાની વાત જે હતી મહાત્મા ગાંધી છે સુભાષ ચંદ્ર બોઝ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે આ બધા દેશપ્રેમીઓ જે હતા જેણે આપણા દેશ માટે એક દિવસ રાત એક કરી અને સત્ય અહિંસાને સદાચારના જે નિયમો પ્રમાણે ગાંધીજી જે ચાલ્યા હતા એને એ આ દેશને આઝાદ કરાવ્યો હતો અંગ્રેજોથી આપણે કેવી રીતે આપણા દેશને આઝાદ કરાવ્યો એની લડત હતી એમનું મન મક્કમ હતું એ બધી જે બાબતો છે તે અત્યારના જે જમાનો છે જે બાળકો છે જે જનરેશન છે એતે એ લોકોમાંથી લુપ્ત થતી જઈ રહી છે તો એ લોકોને એ વિષે થોડુંક માહિતી અને જ્ઞાન હોવું જરૂરી છે જેથી હું તો ચાહીશ કે બધા લોકો પુસ્તકો વાંચે પુસ્તકાલયમાં જઈને વાંચે જેનાથી આપણને એવું સારું જ્ઞાન મળે અને આપણે બીજા સુધી પણ સારા વિચારો પહોંચાડી શકીએ એવી હું આશા રાખું છું અને આવિન આવિન હું પુસ્તક વાંચવાની મારી મનો ઈચ્છા હંમેશા રાખું છું અને બીજાને પણ હરેક દિવસ એક નવા પુસ્તક સાથે શરૂઆત કરવાની પણ કોશિષ કરવાની કહું છું જે આપણા માટે પણ સારું છે અને બીજા માટે પણ સારું છે બીજાના જીવનમાંથી આપણે કાંઇપણ થોડું ઘણું આપણે જીવનમાં ઉતારી શકીએ તેના માટે પુસ્તકો વાંચતાં રહેવા જરૂરી છે પુસ્તકો ગમે પણ ગમે તે હોઇ શકે છે જોક્સના હોઇ શકે છે કોઇની સારી જીવનગાથા હોઇ શકે છે એ એ એથી લઇને ઝેડ સુધી ગમેતે આવી શકે છે પણ પુસ્તકો સારા વાંચવાથી આપણા મનમાં સારું જ્ઞાન આવે છે એવી મને ખબર પડે છે તેથી પુસ્તકો વાંચવા અને પુસ્તકાલયમાં જાવું એ એ આપણા માટે એક સારી બાબત હંમેશા રહી શકે છે અને રહેવી જ જોઈએ